હા મને લાગે છે કે શિક્ષણનાં અભાવને કારણે શહેરની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારના લોકોનો અવાજ સાંભળવામાં આવતો નથી જેના મુદ્દાઓ એ રીતે છે કે શિક્ષણ તો કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની અછત છે શૈક્ષણિક સુવિધાનો અભાવ છે પુસ્તક લેબ્રે ને લેબોરેટરી જેવી સુવિધાનો અભાવ છે આરોગ્ય કેન્દ્રની અછત છે ડૉક્ટર અને દવા કોલિફાઇડ ડોકટર અને જરૂરી દવાનો અભાવ છે આજીવિકા અને રોજગારમાં કૃષિ ઉપર આધારિત આજીવિકા છે મોસમ ઉપર આધાર રાખે છે જે મોસમને આધીન હોવાથી અનિશ્ચિતતા વધારે છે બેરોજગારી છે પાણી અને સ્વચ્છતાનો અભાવ છે શુદ્ધ પીવાનું પાણી મળતું નથી પરિવહન અને સંચારમાં ખરાબ રસ્તા અને જાહેર પરિવહનનો અભાવ છે સંચાર સુવિધા ઇન્ટનેટ અને ફોન કનેક્ટિવિટી નથી આવતી વીજળી પુરવઠામાં સતત વીજળી પુરવઠાની અછત છે

ગ્રામીણ વિસ્તારમાં આ મુદ્દાઓને ઉકલવા માટે સકારાત્મક પ્રયાસો અને યુદ્ધસ્તરે કામગીરી કરવાની જરૂર છે જેથી લોકોનાં જીવનનો સુધારો કરી શકાય